અત્યારે અમારા વિસ્તારમાં કુપોષણ જેવો પ્રશ્ન નથી પહેલાં હતો પણ અત્યારે આજે સરકાર દ્વારા આંગણવાડી જે છે એ ખૂબ જ જાગૃત છે અને એને પૂરતા પ્રમાણમાં ન્યાય આપે છે અને લોકો પણ એમાં થોડા જાગૃત થયા છે આજે બધાને ઘરે ઘરે આરઓ પ્લાન્ટ દ્વારા પાણી પણ મળે છે અને ખોરાક પણ સારો મળે જ છે અને આના અમુક જગ્યાએ એનો એવો પ્રશ્ન હોય તો એના માટે થોડીક સરકાર દ્વારા જે કંઈક રાહત મળે છે એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા અને લાભના જે બાકી એનો લાભ લઈ છે એને તો આ અત્યારે ઘણા વખતથી અમારા આજુબાજુમાં ઘણી એવી વસ્તુ છે કે કુપોષણ છે એ બધું નાબૂદ થઈ ગયું છે અને આ પહેલાં સામાન્ય હતો પ્રશ્ન અત્યારે એ કંઈ છે જ નહીં એમ કહેવાય અત્યારે ખૂબ સારું છે પાણી અને ખોરાક સારી રીતે બધાને મળી રહી છે